ભારતમાં બીજા કોઈપણ દેશ કરતાં સૌથી વધારે ભાષાઓ યુઝ થાય છે કે આમાં એટલી બધી ભાષાઓ છે કે જે ગણવા જઈએ તો બહુ સમય ચાલ્યો જાય એમાં સૌથી યુઝ વધારે થાય એ વાળી ભાષા છે હિન્દી અને એની પછી જેટલા અલગ અલગ કલ્ચર બદલાતા જાય એવી રીતે એ લોકોની ભાષાઓ પણ બદલાતી જાય કે નીચે તમિલનાડુ બાજુ જઈએ તો ત્યાં તમિલ વધારે યુઝ થાય ગુજરાત આવીએ તો ગુજરાતી યુઝ થાય એવી રીતે પંજાબ જઈએ તો પંજાબી યુઝ તો અલગ અલગ જગ્યાઓની અલગ અલગ ભાષાઓ છે પણ તો બી સૌથી વધારે આખા ભારતમાં યુઝ થાય એ વાળી હિન્દી કહેવાય અને જો ગુજરાતી ભાષાની વાત કરીએ તો એ બહુ જ મીઠી ભાષા છે તો એમાં અગર કોઈ કંઈક ખોટું પણ કહે છે કોઈબીજાને તો એ પણ ખોટું લાગે નહીં કારણ કે સાંભળવામાં એ બહુ મીઠું લાગે અને એની સાથે સાથે અગર કોઈક મરાઠી લેંગ્વેજની વાત કરીએ તો એમાં કોઈપણ કંઈ બી કહી દે પણ તમને ખ્યાલ નહીં આવે જો સારું કહેતા હોય તો પણ તમને સાંભળવામાં થોડું તીખું લાગી શકે એવી રીતે જ અલગ અલગ ભાષાઓ સાંભળીએ તો તમને અલગ અલગ વસ્તુઓ ફિલ થાય પંજાબી હોય તો એટલા એ લોકો ફૂલ એનર્જીવાળા હોય તો કંઈ પણ કહે તો તમને પણ એ લોકો એ લોકોનું ઉત્સાહ મહેસુસ થાય એવી રીતે ખાસી બધી ભાષાઓ છે અગર જોવા જઈએ ભારતમાં